હેલો હા કોણ બોલો છો હા તમે ક્યાંથી બોલો છો હવે પેન તો મારી ત્યાં તો ઘણી બધી કંપનીની પેનો છે બહુ બધી પેનો છે કલરિંગ પછી તમારે કેવી પેન જોઈએ પહેલાં હઁ એટલે પાતળા પોઈંટવાળી આવે જોઈએ છે કે પછી જાડા પોઈંટવાળી તો પાંચ રૂપિયાથી ચાલુ થાય છે પછી તમારે જેવી પેન જોઈએ એવી પાંચવાળી જોઈએ એકમાં દસ પેન આવશે એટલે સો રૂપિયા હમ બીજું શું જોઈએ છે એના સિત્તેર રૂપિયા ના બેન આમાં તો ફિક્સ છે તોય અમને સ્ટેશનરીમાં શું કમાવવા મળે પેન્સિલેય તે પાંચવાળી દસવાળી તમારે જેવી જોઈએ એવી હા બીજું શું જોઈએ ના બેન એ તમારે અલગથી લેવું પડશે ના ના એતો ખાલી એક એકનું હોય તો જ આવે આખો સેટ આવે આ તો તમે દસ સાથેથી મંગાવો છો એટલે બીજું કંઈ જોઈએ કાતર ના તો એ તો મોંઘું હશે કંઈક દસવાળી વીસવાળી ત્રીસવાળી પચાસવાળી તમારે કેવી જોઈએ સારું પચાસવાળી થોડી મોટી આવશે ચાલશે ને હા તો તમાર પ્રોજેક્ટ માટે બીજી કંઈ વસ્તુ જોઈએ મારે ત્યાં તો અલગ અલગ પ્રકારના કાગળ પેજ વધારે સારામાં સારા હોય છે તેનું પણ કલરિંગમાં બેન જો આ સ્ટેશનરી છે એમાં ડિસ્કાઉન્ટ ન હોય આમાં પાંચ પાંચ રૂપિયાની વસ્તુ હોય એમાં શું અમને મળે આ તો ઘર બેઠાં બજાર ભલું એની જેવું છે પણ બેન આ તો સ્ટેશનરીમાં આવું બધું ના હોય બેન આમાં આટલા બધાનું મુનાફો ન મળે કેમ તમે સમજતા નથી સારું ત્યારે લઈ જાઓ હા એ હા